હલો હા બેન બોલો હા એટલે બેન આપણું ઇલેકટ્રીકલનું જ કામ છે બેન બોલો ને શું કરવાનું છે હા હા બેન તમે એકદમ બેધડક રહો તમે કહેશો એ પ્રમાણે વાયરિંગ થઈ જશે બિલ્કુલ ચિંતા નહીં કરતાં એટલે બેન કામ તો જુઓ તમને કહું ને તો આપણે કાલથી જ ચાલું કરી દઈએ પણ એમાં એમ છે કે તમારી પાસે કંઈક પ્લાન કે એવું એટલે ક્યાં લાઇટ આપવી છે ક્યાં સ્વિચ મૂકવાં છે ચોક્કસ ચોક્કસ બેન તો હું એક કામ કરું આ નંબર પર ફોન કરીને કાલે સવારે જ તમને મળવા આવી જાઉં એકવાર આપણે જરા સમજી લઈએ વિગતવાર તમને શું શું જરૂર છે અને પ્લાનમાં શું છે એ પ્રમાણે એના પછીના દિવસેથી કામ ચાલુ કરી દઇશું બેન બરાબરને બાકી ભાવને બધી કાલે જ વાત કરી લઇશું બેન હા ભલે ભલે ભલે બેન હા હા ઓકે ઓકે બેન